હલો મેં અ મારું નામ મહેતા મેઘા છે મેં રેસ્ટોરન્ટમાં ઓર્ડર આપ્યો હતો જમવાનો પણ ના એક ભૂલ થઇ ગઇ છે મિસ્ટેક થઇ ગઇ છે મારાથી કે હું અત્યારે જ્યાં નવજીવનમાં છું ત્યાંની જગ્યાએ મેં હળવદમાં ગામમાં મારા બાપુનાં ઘરનું એડ્રેસ ભૂલથી દેવાઇ ગયું છે એટલે એ એડ્રેસ બદલાવવાનું હતું તો બદલી આપજો અં પહેલાં જે મેં એડ્રેસ લખાવ્યું હતું એ હવે ચેન્જ કરવાનું છે અને અત્યારે મારે જે ઓડર છે મેં જમવવાનું જે અ મેં જે ઓડર આપેલો છે તમારી હોટૅલમાં એ મારે નવજીવન હળવદ છે નવજીવન છે અ નવજીવન વિકલાંક શિવાશ્રય જી આઇ ડી સીની એક્ઝેટ સામે ત્યાં હવે મોકલી આપવાનું છે તો તમે એ એડ્રેસ પર મોકલી આપજો ઓલું એડ્રેસ કેન્સલ કરવાનું છે